હા બોલો સાહેબ

હા કયા વિસ્તારમાં જોઈએ તમને અ શું બજેટ છે તમારું

બજેટ શું છે એક એક બે કરોડની ચાલશે બે કરોડ સુધી હં હા હા તો બે ટકા દલાલી માગશે આપવી પડશે બે બે ટકા દલાલી

મારી પાસે એક છે રીવેરફ્રન્ટની પાસે રીવરફ્રન્ટની પાસે છે એક સારું લોકેશન છે તમારે ઇન્ટરસ્ટ હોય તો આવી જાવ આ ત તમારે ઇન્ટરસ્ટ હોય તો આવી જાવ

રિવરફ્રન્ટ સારું છે એ પણ પાલડીની નજીક જ છે કેટલા વાગે આવશો કાલે સવારે આવો કેટલા વાગે આવશો હા આવી જાવ ત્યારે આવી જાવ હ હા ઓકે ઓકે